એક સારા નૃત્યકાર કરતાં એક મહાન નૃત્યકાર સારા નૃત્યકાર તો હોય જ છે પણ મહાન નૃત્યકલાકાર એ એનાં નૃત્ય દ્વારા સમાજમાં સારો એવો સંદેશો ફેલાવે છે